હું મારા નજીકના સ્થળ ધરમપુર ધરમપુર ગઈ હતી જ્યાં શ્રીમદ રાજચંદ્રનું સ્ટેચ્યૂ છે જે ત્યાં મનની અંદર શાંતિ આપે છે અને ત્યાં જોવાલાયક ખૂબ જ સારા સ્થળો છે એન્ડ ત્યાં આપણને ખૂબ જ જાણવા જેવું પણ મળે છે અને સ્ટેચ્યૂ એ ખૂબ જ મોટું છે અને ત્યાં કોલેજો પણ છે કોલેજ જે છે એ અ કોલેજ છે જે બધા સ્ટુડન્ટને અમુક ગવર્મેન્ટ સ્કોલરશીપ પર નોલેજ મળી શકે મળે છે અને એ ધરમપુરથી આગળ જઈએ તો વિલ્સન હિલ્સ છે વિલ્સન હિલ્સ જે ચોમાસા દરમિયાન ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે ત્યાં ક્યારથી દૂર દૂરના લોકો જોવા આવે છે ને ત્યાંની શાંતિ આપણાના મનને પ્રફુલ્લિત કરે છે એ વિલ્સન હિલ્સ પર ચા વચ્ચે સરસની મકાઈ ભેળ મળે છે મકાઈ પણ ખાવાની મજા આવે છે ત્યાં આગળ આપણને વાંદોર વાંદરાઓ પણ જોવા મળે છે ને ત્યાં આજુબાજુ અ જંગલ છે એને વચ્ચેથી રસ્તો જાય છે અને તેને જો ડ્રોનથી શુટ કર્યું હોય તો બહુ જ ખૂબ જ સરસ નજારો જોવા મળે છે ત્યાં વિલ્સન હિલના ઉપર જઈને લોકો ધોધ ને આ પ્રકૃતિનો આનંદ માણે છે અને તેમાં મને પણ ખૂબ જ મજા આવે છે પછી હું મહારાષ્ટ્રમાં મહાબળેશ્વરમાં ગઈ હતી મારા ફ્રેન્ડ્સ સાથે કોલેજ ટૂરમાં જ્યાં અમને ખૂબ જ સારી મજા આવી એન્ડ જોવાની પણ મજા આવી ત્યાં અમે એપ્રોક્સીમેટ બારથી તેર જેટલા સ્થળોમાં ત્યાં ફરવા ગયા હતા ને જ્યાં એકદમ હિસ્ટ્રી અને લાઈવ હતું જે મંદિર હતા ગણપતિ બાપ્પાનું મંદિર હતું મહાદેવનું મંદિર હતું જ્યાં મહાદેવના મંદિરમાં મંદિરની અંદર જે પાણીનો કુંડ હતો તેમાં લોકો પૈસા ફેંકતા હતા અને જે માન્યતા અને બહુ ખૂબ જ બધી બજાર પણ હતી એની આગળ અમને સ્ટ્રોબેરી સ્ટ્રોબેરીના ઉદ્યાનમાં ગયા હતા જ્યાં અમે દેશી સ્ટ્રોબેરી જેવી ફાર્મિંગ જે લોકો સ્ટ્રોબેરી ત્યાં ઉગાડે છે ત્યાંની સ્ટ્રોબેરી નેચરલ સારી એવી સ્ટ્રોબેરી લઈ આવી હતી જે બજાર કરતાં વધારે સારી હતી અને પછી એમાં માર્કેટમાં પણ ફર્યા હતા જે માર્કેટમાં અ આ સારી વસ્તુ મળતું હતું એન્ડ ત્યારપછી અમે કોલેજમાંથી ગણેશ દૂધ ગયા હતા જે ગણેશ દૂધમાં જગ્યા પર તે ગણપતિ બાપ્પાની પથ્થરમાં મૂર્તિ જોવા મળતી હતી તેથી તેનું નામ ગણેશ અને ત્યાં લોકો ક્યાંથી દૂર દૂરથી આવે છે અને જે અંદર ગામડામાં જવું છે જ્યાં ધોધ વરસાદના લીધે ધોધ જોવા મળે છે અને તે પાણી ખૂબ જ ચોખ્ખું હોય છે અને ત્યાં લોકો કેટલા દૂરથી આવે દૂર લોકો દૂરથી આવે છે તેને ખાલી ધોધને જોવામાં તે પાણીમાં આ ન્હાવામાં તેને એ પાણીનો ધોધ જે આપણા શરીરમાં પડે ત્યારે તેમ મસાજ જેવું ફિલ થાય છે આપણાને પ્રાકૃતિક મસાજનો મસાજનો અનુભવ થાય છે અને ત્યાં આગળ કોઈપણ જાતનું અવાજ ઘોંઘાટ રહેતો નથી અને ત્યાં આ મકાઈને બધા લોકો પોતાનું ગુજરાન ચલાવા માટે રોજ બધું કામ ધંધા માટે દુકાન ખોલેલી હોય છે ત્યાં આજુબાજુ લોકો રહે છે ને જે લોકો પોતાની ખેતી કરે છે ને ખેતીમાં એ લોકોના જે એ લોકો ખેતી પોતાના એ ધોધના પાણીથી જ કરે છે અને તે ધોધ એકદમ સુંદર હોય છે જે આપણાને ચાલીને જાવા પડે છે રોડ હોય તે બાઈકને બધું સાધન મૂકીને આપણે ચાલીને જાવું છે ને તે સુંદર બહુ સુંદર હોય છે જોવાનું ને તે આપણે જ્યારે સિટીમાંથી દૂર જઈને જ્યારે તે પેલા જ્યારે પ્રકૃતિને જોઈ ત્યારે આપણાને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે ને આપણાને ખૂબ જ મનને શાંતિ મળે છે અને આનંદ અનુભવીએ આનંદ અનુભવીએ છે અમે એકવાર દરિયા કિનારે ગયા હતા જ્યાં તિથલ દરિયા કિનારે તિથલ જે સ્કૂલને અને મંદિર છે સાંઈબાબાનું મંદિર છે મંદિર અમે સારી રીતે દર્શન કરીને દર્શન કરવા બહુ પબ્લિક હોય છે ને ત્યાં લોકો દૂર દૂરથી આવે છે કેટલા લોકો તો ગુજરાતનાં બહારના પણ જે લોકોને જોવા આવે છે તિથલના દરિયાને જોવા આવે છે ત્યાંનો આનંદ માણવા આવે છે જે તિથલનો દરિયો ખૂબ જ શાંતિદાયક જગ્યા છે જ્યાં આપણને મને તો બહુ શાંતિ મળે ને એન્ડ ત્યાંની ચાઈનીઝ ભેળ બહુ સરસ લાગે છે હું તેને ખાવા સ્પેશિયલ તિથલ સુધી જઉં છું પછી આવે છે પાન પાનેરા ડુંગર જ્યાં માતાજીનું મંદિર છે માતાજીના મંદિરમાં માતાજીના મંદિર છે ત્યાં ઉપર પાંચસો ને પંચાવન જેટલા પગથિયાં ચડીને માતાજીના દર્શન કરવા જવાય છે જ્યાં કેટલા લોકો દૂરથી આવે છે અને દર્શન માટે આ મંદિરના પગથિયાં ચડીને જાય છે અને તે શ્રદ્ધા હોય છે ને માતાજી ઉપરથી વ્યૂ જોઈએ તો આપણને અતુલના બધા રસ્તા પછી વલસાડ જવાના રસ્તા બધુંય સ્પષ્ટ જોવા મળે છે અને જે ચોમાસાં દરમિયાન ખૂબ જ સુંદર નજારો હોય છે ચોમાસાં દરમિયાન હું જાઉં છું અને મને બહુ જ મજા આવે છે એ મને ફ્રેન્ડ સાથે જાઉં હું જ્યારે સાપુતારા એક હિલ સ્ટેશન છે જેના ઉપર ટ્રેકિંગ કરી ખૂબ જ અ સહેલું સહેલું બી નથી પણ જાવું સારું છે જ્યાં આપણને ઉપર જઈને સન સેટ નું જોઈ શકાય છે સનરાઈસિસ બી જોઈ શકાય છે જ્યાંથી આપણે સૂર્ય ના સૂર્યાસ્ત થતાં જોવા મળે છે ને તે ખૂબ જ સુંદર હોય છે જે જોવા લાયક હોય છે સાપુતારામાં છે સાપુતારામાં સાપુતારામાં જે ઉપર સુધી જવું છે તેના રસ્તા એટલા ડેન્જર હોય છે કે આપણાને જતા જતા બસમાં આપણને તકલીફ પણ પડી શકે છે પણ તે ત્યાં સુધી જવું એ ખૂબ જ સારું છે અને એની બીજી જગ્યા મને પદયાત્રાએ જવું ગમે છે પદયાત્રામાં જ્યાં જલારામ બાપાનું મંદિર છે જ્યાં જલારામ જયંતી પર ખૂબ જ હું તો ફંક્શન હોય છે અને ત્યાં જે લેક ત તળાવ જેવું છે જેમાં બોટમાંને અંદર જે રાઇડિંગ કરવાની બોટમાં બેસીને જે પેલી પાર જવાનું હોય તેમાં બહુ સરસ મજા આવે ત્યાં મને મંદિર જઈને પ્રસાદી ખાવાનું બહુ ગમે છે ને જ્યાં રિયલ હોય છે અને સુંદર લાગે છે બીજું તો બીજી જગ્યા તો મને જ્યાં જવું ગમે છે વલસાડ ફરવાનું ગમે છે વલસાડમાં માર્કેટમાં જવાનું ગમે છે અને ત્યાં અ મિનારો છે જે જોવાનું બહુ ગમે છે જે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસ આ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટના દિવસે ખૂબ જ સરસ મજા આવી એટલે એટલે તે જોવાની મજા આવે છે જે જોવાની મજા આવે છે અને બીજું તે પારડી પારડીમાં પણ જે આ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી જે ઉદ્યાન બનાવે છે જેમાં આનંદ મેળો આવે છે જે આનંદ મેળામાં જવાની ખૂબ જ મજા આવે છે અતુલમાં અભયારણ્ય એવું જ છે હવે એક નક્ષત્ર ગાર્ડન છે જે અમે એ કોલેજમાંથી ગયા હતાને ત્યાં પણ જે વ્યૂ જોવાનું હતું તે છે ને તળાવ છે એ નદી છે કે તળાવ છે તેમાં જે વ્યૂ હોય છે તે વ્યૂ સરસ હોય છે અને આગળથી જેમાં આપણાને આ સારા સારા પ્લાન્ટ જોવા મળે છે એની નર્સરી છે વઘઈ બોટનીકલ ગાર્ડનમાં જઈએ ગાર્ડનમાં મકાઈ બોટનીકલ ગાર્ડનમાં જે આપણાને જુદા જુદા પ્લાન્ટ જોવા મળે છે જે ના જે સ્ટુડન્ટ હોય તેમને જાણવા જેવું હોય છે ને ત્યાં જઈને મને જે પ્લાન્ટ હોય છે તે જોવાનું બહુ જ ગમે છે એમ એ પ્લાન્ટનું નવા નવા જુદા જુદા પ્લાન્ટ નવા નવા જુદા જુદા પ્લાન્ટ જોવા મળે છે તેના વિશે જાણવાનું ગમે છે ત્યાં બહુ જ મતલબ એવા વધારે વાંદરા હોય છે જે વાંદરા હમણાં જઈએ તો આપણા પાસે જે ખાવાનું હોય તે આપણા પાસે લઈ લે છે એ લોકો આપણા હાથમાં જે હોય તે ત્યાં લઈ જાય છે અને તે પોતે ખાય છે અને ત્યાં બહુ જ ઘણી સંખ્યામાં લોકો આવે છે જોવા જેવું સ્થળ છે જો આગળ આપણે જઈએ કે નર્મદા નર્મદા નદી પર હું ગઈ છું નર્મદા નદીનું ત્યાં જઈને બે એક વખત વિંધ્યાચળ છે અને બે પર્વતો હોય છે જે એના બે પાર્ટ પડે છે જે જેના જે બે પાર્ટ જે બે પર્વતને વચ્ચેથી જઈએ જ્યારે બસ જાય છે ત્યારે ખૂબ જ અ સારો અનુભવ થાય છે કેમકે એવું શાંતિ હોય છે જે જે આપણે જંગલ વિસ્તારમાં જે શહેરને બધું જોઈને જ્યાં જંગલ વિસ્તારમાં જઈએ ત્યારે આપણાને શાંતિ મળે છે મન પ્રફુલ્લિત થઈ જાય છે આપણે બધું ટેન્શન ભૂલી જઈએ છીએ એટલે ત્યાં જવા જેવું છે મને તો ત્યાં જવું બહુ જ ગમે છે પ્રકૃતિના ખોળામાં જાયા જેવું એ બહુ જ સુંદર લાગે છે ને ત્યાં જઈને રહેવું એ પણ સારું છે ત્યાંના લોકો તેને ફેસીલીટી નહીં હોય પણ એ લોકો આરામથી જીવન જીવી શકે કેમકે એ લોકો સાથે પ્રકૃતિ ના ખોળામાં એ લોકો રહે છે એટલે તેઓ આરામથી જીવન જીવી શકે છે એનાથી અત્યારે મને સુરત પણ ગમે છે સુરતમાં જ્યાં હઝીરા અ હઝીરા હઝીરા પોર્ટ મતલબ હઝીરા તે સુરતમાં પણ જવું સારું છે ત્યાં પણ ફરવાની મજા આવે છે અહીં આગળ જો મુંબઈ જઈ તો સિદ્ધિ વિનાયક મંદિરમાં જ્યારે હું ગઈ ત્યાં મંદિરમાં એટલો પબ્લીક હતા કે આપડાને દર્શન કરવા માટે પણ લાઈનમાં ને ઊભા રહેવું પડે છે દર્શન માટે લોકો ક્યાં ક્યાંથી આવે છે જ્યારે ગણપતિ બાપાના આપણે દર્શન કરી તે આપણને શાંતિ મળે છે અને ત્યાં ખૂબ જ શ્રદ્ધાળુઓ હોય છે અને ત્યાંનાં જે પ્રસાદી હોય છે જે બહુ જ સરસ હોય છે અને ત્યાંજ ચાર ગણપતિ બાપાના વાહન છે જે મૂષક હોય છે એ મૂષકને એક કાન બંદ હોય છે અને બીજા કાનમાં જ્યારે આપણે જે વિશ માંગી તે વિશ આપણી પૂરી થાય છે ત્યાંથી ગેટવે ઓફ ઈન્ડિયા જોવા જાઈ તો ગેટવે ઓફ ઈન્ડિયા પણ બહુ જ સરસ છે કે જ્યાં પણ ઘણા પબ્લીકો જોવા મળે છે પબ્લીક એટલે બહુ જ વધારે બહુ જ ગીર્દી હોય છે અને આપણે તાજ હોટલ છે એક જૂની તાજ હોટલને એક બે નવી તાજ હોટલ જ્યાં આપણે ચાય પીવી પણ બહુ જ એમ આપણા કે પાંચસો છસો રૂપિયાની ચા મળે છે તે એટલા માટે અંદર એન્ટ્રી તો નહીં પણ એમાં જે તાજ હોટલ છે એ તાજ હોટલમાં ખૂબ જ સરસ મતલબ એમાંય જે બનાવેલું છે તે બિલ્ડિંગ બનાવે તે બહુ જ મસ્ત છે એન્ડ બહુ જ વધારે સારું કહેવાય કે તેને આપણે જોઈ શકીએ છીએ પછી હું મુંબઈ જ્યારે ગઈ હતી ત્યારે એક ચર્ચમાં ગઈ હતી એ ચર્ચનું નામ હતું ને ચર્ચમાં પણ આપણે જાઈ તો હિન્દુ હોય તો ચર્ચમાં બી જાય તો શાંતિ મળે છે એન્ડ ત્યાં જઈને આપણે કેન્ડલ એન્ડ તે લોકોના રિચ્યુઅલ એ લોકો તે લોકો જે કેવી રીતના રહે એ લોકોનું કેવી રીતના આગળ એ લોકોના ભગવાનની પૂજા કરે એ આપણે જાણી શકીએ છીએ પછી તો ચોપાટી પર ફરવા જાઉં છું ચોપાટી પર ફરવા એટલે ખૂબ શાંતિ મળે છે એન્ડ જ્યાંથી શાહરૂખ ખાનના બંગલો વ્યૂ જોઈ શકાય છે મન્નત જે મન્નત ખૂબ જ મોટું છે એન્ડ તેના જે બેક સાઈડ પરથી જઈએ તો તો આપણને ચર્ચ મળે છે તે મન્નત અને ઝૂડો તેમ તેની આગળ ચોપાટી પર શાહરૂખ ખાન જ્યાં રહે એટલે અમે એ હોટલ પર તમે જોઈને શાહરૂખ ખાન આવે એમ જોવા મળે પણ એવું થઈ નહીં હતું